ગુજરાતી ભાષાની દેશના વિવિધ ભાગમાં બહુ મોટી ભિ ભૂમિકા છે આપણાં જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ જે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની પણ પ્રથમ ભાષા ગુજરાતી જ હતી આ ભાષા સાતસો વર્ષ કરતાં વધુ જૂની છે અને બહા ગુજરાતના સિવાય આ ભાષા મુંબઈ ને પાકિસ્તાનમાં પણ બોલાય છે આ ભાષાનો પ્રયોગ સાંસ્કૃતિક વિનિમય અને કમ્યુનિકેશનમાં બહુ મોટી ભૂમિકા છે કેમકે ગુજરાતી નાટકો અને ગુજરાતી મૂ મૂવીઓ બહુ બધી જગ્યાએ વિચલિત છે આજકાલ જેટલા પણ ગુજરાતી એક્ટર્સ છે એ બધાં લોકોને બોલિવૂડ અને હિન્દીમાં પણ લઈ રહ્યા છે બહુ બધી ગુજરાતી નાટ્ય અને ગુજરાતી મૂવીઓ તેમાંથી પ્રેરણા લઈને બોલિવૂડવાળા પોતાની મૂવી બનાવે છે એનાથી મને ગુજરાતી ભાષા ઉપર બહુ મો ગર્વ છે